અરે યાર ફ્રેન્ડને દાખલ કર્યો છે હોસ્પિટલમાં અને હું યાર અહાંયા અમદાવાદમાં ફસાયો છું તુ મને એવું કંઈ કહે જેનાથી હું કાલે ને કાલે સુરત પહોંચી શકું કારણ કે મારા ફ્રેન્ડને દાખલ કર્યો છે એનાં મમ્મી પપ્પા બહાર છે અહીંયા કોઈ છે નહીં અને એનું ધ્યાન રાખવા માટે પણ કોઈ છે નહીં તો તું મને એવું કંઈ કહે કે જેનાથી મને નજીકમાં કોઈ રીક્ષા સ્ટેન્ડ કોઈ હોય તે જેનાથી કોઈ પ્રાઇવેટ રીક્ષા હોય કઈ બસ હોય કે કોઈ ટ્રેન હોય તો મને આજુબાજુમાં જેવું હોય તો તું મને કહે તો મને જલ્દી પહોંચી જાઉં અને ત્યાંથી હું નીકળી શકું તો મને કંઈ અર્જન્ટમાં એવું કંઈ જગ્યા હોય તો કહે